હા જરૂરથી તમને અમારા ક્રિષ્ના સ્ટેશનરી શોપમાં ફોન કરવા બદલ આભાર હું તમને તમારી જોઈતી વસ્તુ હું તમને મોકલાઇસ પણ અમારી પાસે બીજી પણ બધી વસ્તુઓ ઉપલબ્ધ છે તમારે જો જોઈએ તો તમે મને કહી સકો છો જેવી કે દૂક છે રિફિલ છે અ પાટિયું છે કે આપળે જે નાના છોકરાઓ યુસ કરતાં હોય છે એ એ પેનો છે અલગ અલગ કલર છે ચોપડા ઇ બધુ સેવા મન માટેના અલગ આવે છે લાઈનીગ વાળા એટલે આવી બધી વસ્તુઓ અમારે ત્યાં મડે છે તો તમારે લેવી હોય તો તમે લઈ સકો છો જો આમ તો એકસાથે છેને બાર પેન આવે છે તમે અમારી પાસે વધારે લો તો અમે તમને જોયું હું આમ અમે તો પચાસ સાઈઠ રૂપિયામાં વેચીએ છી પણ તમે હોલસેલમાં લો તો હું તમને ચીસ ચાલીસ સુધી કરી આપું છૂટક મડે તો ઇ પચાસ રૂપિયા પાણી અમારે બીજી બધી વસ્તુઓ પણ જો હોલસેલમાં વધારે લેસો તો હું તમને સારું એવું ડિસ્કાઉન્ટ પર આપીસ અમારી પાસે છે બધી અલગ અલગ કંપનીની બધી વસ્તુઓ મડે છે તમારે જે લેવી હોય તમે લઈ સકો છો તમારે જ્યાં છેને કંપાસ પણ બહુ સારા એવા મડે છે જે આપળે દસમા બારમાં છોકરાઓ કોમર્સ રાખ્યું હોય અને એક્ઝામ આપવા ગયા હોય તો જે બધા અલગ અલગ વસ્તુઓ જોઇતી કંપાસમાં તમને મડી રેસે એ પણ બહુ સારો આવસે એને બે ત્રણ વરસ એ જો કંપાસ એવું કાઇ સ્ટેશનરી લાવી નઇ પડે અમારી સ્ટેશનરીને અમે ગેરેન્ટી આપીએ છીએ હા જરૂરથી કરજો કાઈ નઇ તમારી અટલી વસ્તુ હું તમને ઘરે હું તમને પાર્સલ કરી દઇશ તમે મારા સ્ટોરમાં ફોન કર્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર